જો પરિવારમાં કોઈ સદસ્ય બીમાર હોય તો જો એ સામાન્યપણે આપણા ઘરમાં જે વાનગી બનાતી બનાવાતી હોય છે તો ખિચડી છે પછી બીમાર વ્યક્તિમાં જો જ્યાં સુધી ડોક્ટરે ના ના પાડી હોય કે આવી વસ્તુ નહીં ખાવાની તો ત્યાં સુધી બધો જે ઘરનો શુદ્ધ આહાર છે એ વ્યક્તિને ઘરના કોઈ બીમાર સદસ્યને આપવામાં આવતો હોય છે બને ત્યાં સુધી જે ફળોનો રસ જેમ કે નારંગી સંતરાનો રસ અને જે સૂકો મેવો છે અંજીર કાજુ બદામ એમને પલાળીને આપવામાં આવે છે તો અ બીમાર વ્યક્તિને પૂરતું પોષણ મળે તો આવી બધી વસ્તુઓ અને વાનગીઓ વાનગીમાં તો ખાસ કંઈ ના આપી શકાય તળેલું તીખું એવું પણ ખિચડી વઘારેલી સાદી ઘણા પ્રકારની ખિચડી હોય છે તો એ ખિચડી સાબુદાણાની ખિચડી આપી શકાય અને ઘરનું તાજું રાંધેલું કંઈ પણ આપી શકાય તીખું તળેલું ના આપી શકાય